મને ઘર બહારની પ્રવૃત્તિ કરવાની જે ગમે છે તે છે ટ્રેકિંગ કરવું એમાં પણ જે વરસાદ પછી પહાડ હોય છે મસ્ત હરિયાળી હરિયાળી એકદમ આપણને આનંદ આવી જાય તેવું વાતાવરણ એમાં ઝીણો ઝીણો વરસાદ પડતો હોય અને ગ્રૂપમાં આપણે જે ટ્રેકિંગ કરવા ગયેલા હોય પિકનિક મનાવવા માટે એમાં જે આવતી આફતો સામે આપણે લડી લડીને જે જતાં હોઈએ છે એ ટ્રેકિંગ કરવું મને ખૂબ જ ગમે છે મને બહારે ફરવું એમાં પણ છે ને કુદરતી વાતાવરણની અંદર એમ જોવા જઈએ તો કુદરતની વચ્ચે રહેવું છે ને ખૂબ જ ગમે છે ત્યાંનો માહોલ જ એટલો સારો હોય છે ટ્રેકિંગ કરવું એ મારું ખૂબ જ આમ અગત્યનું એક શોખ છે ટ્રેકિંગ કરવા માટે સૌરાષ્ટ્રમાં જુનાગઢ જે છે એક નંબર જુનાગઢમાં આપણે જઈએ ગીરની પહાડ જે ગીરની પહાડીઓ છે તેમાં ટ્રેકિંગ કરવું ખૂબ મજા આવે છે ગુજરાતમાં આપણે જોઈએ તો ખૂબ એવા મસ્ત મસ્ત ડુંગર છે જે સરસ છે એમાં જે વાતાવરણ જે ખીલ્યું હોય એકદમ કુદરતી વાતાવરણ જે સારા એવા કુદરત તરફથી જે આપણાને ભેટ મળેલી છે તેની સાથે રહીને આપણે જે ટ્રેકિંગ કરીએ એમાં પણ આપણાં મિત્રો કે પરિવાર હોય એમાં ટ્રેકિંગ કરવું મને ખૂબ ગમે છે જો કોઈપણ ન હોય ને તો એકલા પણ નીકળી જાઉં અને ટ્રેકિંગ કરવી ને તેમાં પણ ખૂબ જ આપણને મજા આવે છે ટ્રેકિંગ કરવું જરૂરી છે બાર મહિના કે છ મહિનામાં એક બે વાર આવાં સારા સારા વાતાવરણને અનુસરીને આપણને ટ્રેકિંગ કરવું તો જોઈએ જ ટ્રેકિંગ કરવું એટલે મનને પ્રફુલ્લિત કરવું મનને શાંત કરવું મનને આનંદ ઉલ્લાસ મળે છે ટ્રેકિંગ કરવાથી ખૂબ જ એટલે ખૂબ જ મજા આવી જાય છે ટ્રેકિંગ કરવામાં તો સારી એવી ઠંડી ઠંડી હવા આવતી હોય ઠંડો ઠંડો પવન જે આપણી ચામડીને અડીને આમ અહેસાસ અપાવે ત્યાં એસીની જરૂર નથી ત્યાં જે કુદરતી વાતાવરણ જ એવું હોય છે જે આપણે એમાં છે ને સોળે કળાએ ખીલેલી જે કુદરતી વાતાવરણની આપણે વાત કરીએ તો ગુજરાતમાં ખૂબ જ એવાં ટ્રેકિંગ કરવાનાં સ્થળ છે એમાં મને તો છે ને જુનાગઢ ખૂબ જ ગમે છે ગીરની જે પહાડીઓ છે તે તેમાં અલગ અલગ પ્રકારનાં પ્રાણીઓ પણ જોવા મળે છે જૂનાગઢનાં જંગલો છે એમાં સિંહ જોવા મળે છે આપણને ગીર ગીરની તો વાત જ અલગ છે ગીરની તો ટ્રેકિંગ કરવી આપણને ગમ્યા જ રાખે ગમ્યા જ રાખે એમાં પણ સૌથી વધારે સિંહ જોવાની મજા આવી જાય છે ત્યાંની ફોરેસ્ટની જે ટીમ હોય છે એ પણ આપણને ખુદ મદદ કરે છે ત્યાં ગીરમાં જવું અને જાણવું ગીરને એ ખૂબ જ સરસ છે આપણે જોવા જાઈએ તો ટ્રેકિંગ માટે ટ્રેકિંગ એવો શબ્દ એ આપણને મજા કરતાં કરતાં જ મળે છે કુદરતી વાતાવરણમાં નાની નાની ચકલીઓનો અવાજ ત્યાંનાં પશુ પક્ષીઓનો અવાજ સાંભળવું એનાથી મન પ્રફુલ્લિત થઈ જાય છે એટલે જ મને ટ્રેકિંગ કરવું બહુ જ ગમે છે એ પણ કુદરતી વાતાવરણનું ટ્રેકિંગ કરવા માટે જે કોઈ આપણે સ્થળ કે તેની મુલાકાત ન લીધી હોય ને જે સ્થળની ત્યાં જઈને ટ્રેકિંગ કરવું અને ત્યાંનાં નવા નવા અનુભવો જે આપણે મળે અને પછી એ અનુભવોને યાદ કરવું એ ખૂબ જ અગત્યનું છે એ યાદ કરીને પણ છે ને ખૂબ જ મજા આવી જાય છે એટલે જીવનમાં ટ્રેકિંગ કરવું એ ખૂબ જ અગત્યનું છે અને આ બધું મારું સારામાં સારું એક શોખ છે